ખેતરના પ્રાણીઓ થકી આવક ઊભી કરવા માટે ખેડૂતો અનેક રીતો અપનાવે છે જે તેમની જમીનની સ્થિતિ અને ગૌણ પ્રવૃતિ અને બજારમાંથી માંગ પર આધારિત હોય છે પહેલું છે દૂધ ઉત્પાદન ખેડૂત પાસે ગાય ભેંસ બકરા જેવા દૂધ આપવા વાળા પ્રાણીઓ હોય તો તેઓ દૂધ વેચીને સારું ઉથલાવી શકે છે દૂધ ઉત્પાદનો જેમ કે દહી છાશ ને ઘી બનાવવું અને વેચવું આવકનો વધારાનો સ્ત્રોત બની શકે છે બીજું છે મીટ અને ડુંગળી ઉદ્યોગ બકરા મરઘાં જેવા પ્રાણીઓના પાલનથી ખેડૂતો મીટ ઉધ્યોગમાં પણ ભવિષ્ય મેળવી શકે છે આ વીમોહન અને સ્થાનિક બજારોમાં સારી માંગ ધરાવતો ઉદ્યોગ છે ત્રીજું છે ઉપજ અને ઉત્પાદન માટે મંજૂરી મજૂરી ખેડૂત તેમના ખેતરના પ્રાણીઓને જેમ કે બળદ અને ખચ્ચર ખેતી માટે મજૂરી તરીકે ભાડે આપી શકે છે મજૂરી દ્વારા તેમનું નાણાંકીય સંચાલન સુધરી શકે છે ચોથું છે પ્રશુઓના છાલ અને બળદ માટેનું ઉત્પાદન કેટલાક ખેડૂતો આકસ્મિક આવક માટે પાયલી પ્રજાતિઓના પ્રજાતીઓના પ્યાદા વેચે છે અથવા તેમની છાલ અને બળદ વજન માટે વેચાણ કરે છે પાંચમું છે ઉચક અને વેચાણ ઊંટ ઘોડા ગાય ભેંસના ઉછેર અને વેચાણથી પણ આવક થાય છે પ્રાણીઓની ગુણવત્તા અને પ્રજાતિ વિશિષ્ટ રીતે આવકમાં વધારો કરી શકે છે